મેં જ્યારે રસોઈ કરવાની શરૂઆત કરી હતી ત્યારે હું સ્કૂલમાં હતી પહેલી વાર મેં જ્યારે રસોઈ બનાવી ત્યારે રસોઈમાં મેં ચા બનાવી હતી તે બનાવેલી ચા મેં મારા પરિવારજનોને પીવડાવી હતી ત્યાર પછી હું ધીરે ધીરે રસોઈ કરવા તરફ આગળ વધી હતી ધીમે ધીમે હું શાક રોટલી સ્વીટ એ બધું બનાવતા શીખી હતી તેનો ટેસ તેનો ટેસ્ટ પહેલાં સારો ના હતો થોડો ટાઈમ માટે પછી તે ધીરે ધીરે તેમાં એક્સપર્ટીસ આવવા લાગી હતી તે ત્યાર પછી ધીમે ધીમે હું બીજી બધી રસોઈ બનાવતા શીખી હતી એના અલાવા અમારા ઘરમાં સંભારો બને છે રોટલી બને છે શાક ભાખરી થેપલાં પરોઠાં એવી અલગ અલગ વાનગીઓ બનતી હોય છે જે રસોઈ બનાવવામાં શીખી હતી એના અલાવા કોઈ વી શબજી શાક છે તો અલગ અલગ પ્રકારના શાક બનતાં હોય છે ગુવારનું શાક બટાકાનું શાક તુવેરનું શાક અલગ અલગ પ્રકારની દાળ પણ બનતી હોય છે જેમાં અડદની દાળ મગની દાળ એવી અલગ અલગ દાળ પણ બનતી હોય છે